કેમ છો મજામાં તમે બહુ ટાઈમસર આવી ગયા છો જુઓ ને એમાં ખાલી ચેક કરી લો ને બે પેન્ટ બે શર્ટ અને અને એક બૂટ છે રાઈટ બસ બસ બરોબર છે બરોબર છે અને તમારી સારી એવી કંપની છે અને સારું એવુ પરફોર્મન્સ છે અને તમે તમારું બી બઉ સારું કામ છે જે તમે ટાઈમસર આવી ગયા છો અંદર પાંચ વાગ્યાનો બતાવતા હતા તમે પાંચ વાગ્યે જ આવી ગયા છો એકઝેટ આટલું બધું પ્ર પ્ર્ફોરર્મન્સ કંપનીનું મેં કોઈ દિવસ જોયું નથી અને તમારું કામ બહુ સરસ છે તો હું મારા મિત્રોને બી કહીશ બીજી કે તમારા કંપનીમાંથી ઓર્ડર આપે અને તમારી કંપનીમાંથી બધી વસ્તુ મંગાવે તમારી વસ્તુ પણ સારી છે પ્લસ તમારો ટાઈમ પીરીયડ જે છે ને એ પણ બઉ કમ્પ્લીટ છે અને બજેટ બી એટલું મોટું નથી બજેટ બી સારું એવું કંપની છે અને બહુ સરસ કામ છે તમારું તો મારે તમને કશું આપવું હોય તો હું તમને કેમ ન આપું તમને ફાઈવ સ્ટાર કહો તો ફાઈવ સ્ટાર આપું અને બીજું કે તમારામાંથી બીજું કઈ મંગાવીએ તો તમને બઉ સારું એવું છે તમારું પ્ર્ફોરર્મન્સ તો થેન્ક્યુ થેન્ક્યુ સો મચ